મારે ગેમ રમવા માટે સારી કંપનીનો મોબાઈલ મને જણાવશો તેમજ કયો કંપનીનો મોબાઈલ સારો રહેસે તે મને જણાવજો સેમસંગ તેમજ રિયલમી બેય કંપનીના મોબાઈલ મને દેખાડજો તેમાં સસ્તી પ્રાઈઝ કયા મોબાઈલની મને જે પરવળે તેમ થાય છે તે દેખાડજો તેમજ તેની રેમ બંનેમાંથી કઈ સારી રહેશે અને તેનામાંથી કયા મોબાઈલ કઈ કંપનીનું સ્ટોરેજ વધારે હોય છે તે મને દેખાડજો તેમજ કયો ફોન છે તે મને ગેમ માટે ઉપયોગી રહેશે તે મને દેખાડજો તેમજ કઈ કંપનીનો મોબાઈલ મને સારો લાગશે તે દેખાડજો